ગુજરાતી ભાષાનો રેડિયો ટીવી અને અખબારોમાં વ્યાપક ઉપયોગ થાય છે ગુજરાતનાં પ્રાદેશિક ચેનલો પર રેડિયો કાર્યક્રમો અને ટીવી ન્યૂઝના ગુજરાતી ભાષામાં માહિતીઓ પ્રસારીને સ્થાનિક લોકો સુધી પહોંચાડવામાં આવે છે ગુજરાતી અખબારોમાં પણ ગુજરાતી ભાષાનો પ્રાથમિક ઉપયોગ થતો હોય છે જે લોકોના વાંચન માટે સરળ હોય છે તેનાથી ગુજરાતી ભાષાનો પૌરાણિકતા જળવાઈ રહે છે અને ભાષાનો વ્યાપ વધે છે